હલો હા પીએમ કે વી વાય કાર્યક્રમ માટે વાત થઈ શકે હા જી હું હર્ષ જોશી વાત કરું છું મેં એના માટે એક અરજી કરી હતી અને ઘણો બધો સમય થઈ ગયો છે લગભગ બે વર્ષ જેવું થઈ ગયું છે પરંતુ ના તો મને મારી અરજીની કોઈ માહિતી મળી છે એ આગળ વધી છે કે નહીં કાર્યક્રમ માટે અપ્રુવ થઈ છે કે નહીં એ વિશે મને મને કશી જ જાણકારી હજી સુધી મળી નથી તો તમે એના વિશે થોડી જાણકારી આપી શકશો જી મારો મૂલ્યાંકન ઓળખ પત્ર છે ચોત્રીસ પિસ્તાલિસ છપ્પન ઈઠ્યોતેર એંશી હા અને બેન્કના છેલ્લા ચાર અંકો છે બાવીસ બત્રીસ હા સાહેબ થોડું જોઈ આપોને કારણ કે બે વર્ષ થઈ ગયા મને થોડી ઘણી ખબર તો હોવી જોઈએ ને કે અરજી આગળ વધી છે કે નહીં ક્યાંય મારે કોઈ ખૂટતા કરતાં કાગળીયા આપવાના છે કે નહીં કે પછી કોઈ જગ્યાએ અરજીમાં મારે સુધારેલી અરજી આપવાની છે કે નહીં કંઈક ખબર પડે તો આગળ વિચારાયને હા જી સાહેબ મહેરબાની કરીને થોડું ઝડપથી જોઈ આપશો તો તમારો ખૂબ ખૂબ આભાર હા જી સાહેબ હા તો કાલે હું લગભગ જુઓને સવારે તમને દસ વાગ્યાને ત્રીસ મિનિટ જેવું પાછો ફોન કરું જરા મારી આ અરજીની સ્થિતિ વિશે થોડું માહિતી મને આપી જ આપશો હા જી આભાર